નમસ્કાર હું અમદાવાદ જિલ્લો નવરંગપુર ગામનો રહેવાસી છું અને હું છેલ્લા ઘણા વર્ષોથી તમારી એજન્સી સાથે જોડાયેલો છું અને લાંબા સમયથી તમારી એજન્સીનો લાભ લઉં છું અને મને તમારા કાર્યથી સંતોષ પ્રાપ્ત થાય છે તમારું કામ બહુ સારું છે અને તમે ઘણા નવા પગલાં લીધા છે એ આધુનિક ગેસ એજન્સી તરફ જેમકે ઓનલાઈન ગેસ બુકિંગ તે ખૂબ જ સારું છે અને મને તે ઘણું સસ્તું પડે છે અને તમારી ગેચ એજન્સી ઉધાર પણ રાખે છે તે ઘણું સારું છે અને તમારા ગેસ ડિલિવરી વાળાના સ્વાભાવ પણ ઘણા સારા છે તે ઘણું સારું વર્તન કરે છે જે અમને બહુ ગમે છે તે પ્રશંસનીય છે